હા મેં અમારા સ્કૂલની રસોઈની સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં દરેક વિદ્યાર્થીઓને અલગ અલગ વાનગી બનાવવાની હતી મેં ગુજરાતી ખીચું વાનગી બનાવી હતી પરંતુ મેં આ સ્પર્ધા કે વાનગીનો કોઈ પણ વિડીયો યુટ્યુબ પર મૂકેલો નથી મારા અનુભવ વિષે કહું તો ખૂબ જ સારો રહ્યો મને ખૂબ જ મજા આવી બધા વાનગી વિષે ખબર પડી નવું નવું જાણવા મળ્યું અને બધાએ મારા વાનગીની ખૂબ જ પ્રશંસા પણ કરી હતી